વીસ હજાર બસો પાંત્રીસ પાંત્રીસ હજાર છસો ત્રેપન પચાસ હજાર એકસો એકાવન એક લાખ એકાણું હજાર એકસો પચીસ હજાર પાંચસો સિત્તેર